મેં બે દિવસ પહેલાં ઓનલાઇન શોપિંગ કરી હતી તેમાં મેં પાવર બેંક મંગાવ્યું હતું અને મને બીજી વસ્તુ જે મેં ખરીદી હતી તેનો અનુભવ જણાવતા મને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે તે વસ્તુ જ્યારે મારી પાસે આવી ત્યારે તે દેખાવમાં સારી જ લાગતી હતી પણ જ્યારે તેનો ઉપયોગ કર્યો ત્યારે તેનું ચાર્જિંગ બરાબર થતું નહોતું અને જો ચાર્જિંગ થાય તો પણ તે લાંબા સમય સુધી મારા ફોનમાં રહેતું નહોતું તેની જે ક્ષમતા હોવી જોઇએ કાર્ય કરવાની તે બરાબર કરતી નથી તેથી તે બિલકુલ મને ગમ્યું નહીં હવે હું ક્યારેય ઓનલાઇન વસ્તુ ખરીદીશ નહીં કારણ કે તેની ગુણવત્તા મને બિલકુલ ગમી જ નહીં તો હું તમને એ જ જણાવીશ કે કોઇપણ વસ્તુ ખરીદતા પહેલાં તેની સારી રીતે તપાસ કરો અને પછી જ તેને ખરીદો કારણ કે ઓનલાઇન વસ્તુ હવે ફરીથી પ હું કેવી રીતે મોકલી શકું ત્યાંથી તમે પણ સાચવીને અને સાવચેત રહીને જ વસ્તુ ખરીદો